હા જનતા હોટલ હા કોણ રમેશ ભાઈ બોલે હા હું હળવદથી બોલું છું રાધા બેન બોલું છું સર હવે થોડા ટાઈમ પહેલા મેં અ ગઈ કાલ સાંજે તમને એક પાર્સલ માટે ઓર્ડર કરેલો હતો જમવાની વસ્તુ મંગાવેલી હતી જે ખોરાક મંગાવ્યો હતો કે દાળ ભા બે શાક દાળ ભાત જીરા રાઈસ દાળ ફ્રાય તંદુરી રોટી સલાડ આચાર છાસ જે મેં ઓર્ડર કર્યો હતો સર એ પણ બન્યું છે એવું ને કે અમારે ઓચિંતું બહાર ગામ જવાનું હોવાથી એ આપણે જે મેં તમને ગઈ કાલ સાંજે જે ઓર્ડર બુકિંગ કરાવ્યો હતો જે તમારે આજે મારી ઘરે ડિલિવરી મોકલવાની હતી એ ઓર્ડર હવે તમે પ્લિઝ કેન્સલ કરી નાખો અને હવે અમારે ત્યાં જમવાનું ના મોકલશો કારણ કે શું થયું છે ઓચાં ઓચિંતું અમારે મારા ફાધરની તબિયત ખરાબ હોવાથી અમારે તાત્કાલિક બહાર ગામ જવાનું થયું છે એટલે અમે અમદાવાદ જવા માટે નીકળી ગયા છીએ એટલે તમે અમારો જે ઓર્ડર કાલનો નોંધાવેલો છે બુક થયો છે તે કેન્સલ કરી નાખો રદ કરી દેવા વિનંતી